હાલમાં મારા પ્રિય આધ્યાત્મિક શિક્ષક સ્વામી વિવેકાનંદ છે તેમની પ્રેરણા દાયી જીવન કથા અને ભાષણો વિશે મને પુસ્તકોથી અને લેક્ચરો દ્વારા જાણકારી મળી છે